મને માંદગી થઈ હોય તો હું હોસ્પિટલમાં જઈને સારવાર કરવાનું પસંદ ના કરીશ હું તો ઘરે ઘરેલું ઉપચાર કરીશ જેમકે મને કંઈ થયું હોય તો હું કફ અથવા ઠંડી ઉદાહરણ તરીકે લઉં તો લીંબુ અને મધ આ બંનેનું મિક્ષર કરીશ જેમકે લીંબુમાં વિટામિન સી છે અને તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે અને તેથી હું મધ માટે સુથી સુથી કરીશ લીંબુનો રસ ગરમ પાણીમાં ઉમેરીશ અને થોડું મધ નાંખીશ મિશ્ર મિશ્ર થઈ જાય પછી ખીજુ અડકીને હલાવીને પી જઈશ શિયાળામાં ગરમ પાણીમાં ઠંડુ ઠંડીથી રાહત મેળવવા ગરમ પાણી કરીશ અને શુપ બનાવીને તેને પીશ જો મને ખાંસી થઈ હોય તો હું હળદર હળદરના નાનાં નાનાં ટુકડા કરીશ અને તેની ચાય બનાવીશ જેમકે એમાં પાણી પહેલાં નાખીશ અને ત્યારબાદ તેમાં થોડો ચાયનો મસાલો નાંખીશ નાંખી અને ચાયનો મસાલો નાખ્યા બાદ તેમાં તેને ચાલુ કરી ગેસને ચાલુ કરીશ અને તે ગેસ પર મૂકીને તપેલીમાં હળદરના નાનાં નાનાં ટુકડાં નાંખી અને ચાયનો મસાલો અને એક જે કપ જેટલું પાણી નાંખીશ અને એ પાણીમાં ને થોડી વાર ઉકાળીશ અને તે ત્યારબાદ તેમાં તુલસી લવિંગ અને મરીના ટુકડાં નાંખીશ અને થોડીવાર ઉકાળવા ઉકાળીશ તેથી તે ગરમ થઈ જાય પછી તેને હું પી જઈશ થોડું હળવું કરીશ એટલે જો થોડું ઠંડુ જેવું કરીશ ને પછી તો તેને ગેસ પછી તે બીજો ઉપચાર જેમકે તુલસી અને આદુનો તે તુલસીનાં પાન પણ હું ચાવીને ખાઈશ અને તેથી પણ ઉધરસ અને શરદી જેવુ મટી જાય છે અને પેટમાં જો મને દુખતું હોય અને પેટમાં જો ગેસ થયો હોય તો હું જીરાનું પાણી કરીશ જેમકે જીરાનું પાણી થોડીવાર જીરાને ગરમ કરીશ ગેસ પર મૂકીને અને થોડું ઠંડુ થાય પછીથી આ જીરાને હું પીશ અને જો મને માથામાં દુખ્યું હોય તો હું માથામાં બામ લગાવીશ અથવા તેના એક રૂમાલ લઈશ તેને મીઠામાં મીઠાના પાણીમાં બોળીશ અને થોડી વાર મીઠાના પાણીમાં તે બોળાઈ રહે અને ત્યારબાદ તેને પલાળીને હું તેને માથા પર મૂકીશ અને આખા શરીરે તેને ઘસીસ તેથી માથાનો દુખાવો અને થોડી રાહત થશે અને માથાના દુખાવામાં તે તેમાં માથાના દુખાવામાં જો માથું વધારે જ દુખ્યું તો તેમાં મસાજ કરીશ તો તેથી તેમ માથાના દુખાવામાં રાહત થશે આ રીતે હું માંદગીમાં હોસ્પિટલ નહીં જઈશ અને ઘરે તેનો સારવારમાં ઉપચાર કરીશ